મારા વિસ્તારમાં અકબર ટુર આવેલી છે આ ટુર મક્કા મદીના માટે સ્પેશિયલ ડિલક્સ ટુર છે તેમાં પંદર દિવસ વીસ દિવસ પચીસ દિવસ અને ત્રીસ દિવસ માટેની વ્યવસ્થા છે પંદર દિવસ માટે અને વીસ દિવસ માટે અલગ અલગ અલગ અલગ પ્રાઇસ હોય છે તેમાં ડીલ ડિલક્ષ પેકેજનું નજીક ડિલેક્સ ફેક્સ હોય છે તે તે હરમ શરીફની નજીકમાં રોકાણ કરવાનું હોય છે આમાં રહેવાની સાથે ખાવા ખાવા પીવાની પણ સગવડ છે અને જાણીતા જાણી જાણીતા સ્થળો માટેની વ્યવસ્થા પણ કરી આપે છે આવવા જવાની ઈન્ડિયા ભારતથી આવવા જવાની વ્યવસ્થા છે